રમત ગમતને કારકિર્દી માને છે એવા તો હું મારા ભાર્ગવભાઈને જાણું છું જે મારા અહીંયાના જ સર છે મારી કોલેજના જે લોકો એમ માને છે કે હવે ભણવાનું તો જીવનમાં છે જ હવે તે તો જીવનને ખાલી અગાડી વધારવા માટે ઇમપોટન્ટ છે પણ સાથે રમત બી એટલી જ ઇમપોટન્ટ હોય કારણ કે રમતમાં આપણને એક શરીરમાં આપણે જીવતા છીએ સ્ફૂર્તિ જાળવી રાખીએ આપણે એમ તંદુરસ્તી જાળવી રાખીએ અને એમ આપણામાં એક દિલગીરી રખાવે હંમેશા રમત કે જેથી એ લાગે કે ભાઈ આપણે કંઈ કરી શકીએ છીએ કારણ કે અમારે અહીં એમ સ્પોર્ટ્સમાં તો અમારા ટીચર્સ બી એવા બધુમાં સપોટ કરે એટલે સારૂં છે ભાર્ગવભાઈ કરે કોઈ બી રમત ગમત હોય અમે ઇન્ટર કોલેજ રમવા જવાના હોય તોય બી કોઈ ટુર્નામેંટ અમે પોતે ઓર્ગેનાઈઝ કરવાના બધુંમાં સપોર્ટ કરે અવે આજે જ અમે કેટલા અમે એક દોઢ મહિના પહેલાં જ અહીં એ વોલીબોલ રમવાનું ચાલુ કર્યું હવે ભાર્ગવભાઈ ઓલ રેડી પાંચ એક વરસ પહેલાં વોલીબોલ છોડી દીધેલું પણ અમે રમવાનું ચાલું કરવાના એમ કરીને ભાઈ પહેલેથી અમને રમાડવાનું અમારી પાસે બોલની વ્યવસ્થા નેટ બાંધી આપી બધું બનાવી આપ્યું ને બધું કર્યું એમ બધુમાં સપોટ ક્રિકેટ બેટમિન્ટન હોકકી હવે જેવું કહે તો અમારી કોલેજમાંથી લાસ્ટ ઇયર કંઈક એમ ત્રણ કે ચાર સ્ટુડન્ટ વીએસયુની હોકકી ટીમમાં સિલેકટ થયેલા હતા ભાર્ગવભાઈના લીધે જ વઈ ગયો બહુ હેલ્પ કરે અમને બધી વાતે અમે ઈન્ટર કોલેજ અને ઇન્ટર સ્કૂલ કોમ્પિટિસન અમારી કોલેજમાં રાખ્યા હતા ભાર્ગવભાઈ એટલા હેલ્પ કરે ને કે ગ્રાઉન્ડ કેવી રીતે બૂક કરવાનું થાય લોકો નાસ્તો પાણી મોસ્ક પાડવા ને એન્ટ્રી લાવવાની બધા કોલેજને સ્કૂલવાળાને કોન્ટેક કરવાનો બધુ ને એ બધું પછી બધું સ્ટાર્ટ તો થઈ જાય પછી બધાએ રમવાનું ચાલું થાય તો એમ એમાં શું કે કોઈ બી રમત કેમ ની આવતા આપણે પોતે અમ્પાયરિંગ કરતા કંઈ બી એમ સાથે રેફરી કે અમ્પાયર કોઈ બી રાખીએ ને તો પ્રોબલમ બહુ આવે તો બહારથી અમ્પાયર બીડીસીએના વેરીફાયડ એમ્પાયર સેટ કરી આપે અમને લાવી આપે ને બધું કરે બહુ સારું કરે બઘી રીતે પછી એમ ભાર્ગવભાઈને ક્રિકેટ બહુ ગમે અમને શું કે બધાને ક્રિકેટ હવે ઇન્ડિયામા રેગ્યુલર બધાને ગમતી હોય તો ભાર્ગવભાઈ શું કહે ફ્રી લેકચર મળે કે એમ તેમ તો આવે અમારી સાથે પછી ક્રિકેટ અમારી સાથે પોતે હો રમે બોલીંગ કરતા શીખવે બેટિંગ કરતા શીખવે મોસ્ટલી એમને બેકફૂટ પર રમવાનું બહુ ગમે ખબર ની કેમ પણ ડ્રાઈવ તો શું મારે આય હાય હાય મજા આવી જાય હમણે લાસ્ટ ટાઈમ અમે આ વખતેથી હમણે રમતમાં તો કેવું કે ભાર્ગવભાઈનું એવું એમ માનવું કે આપણે અહીથી રમત ગમતમાંથી જેમ વધારે નીકળે ને એટલું સારું ભાર્ગવભાઈને પહેલેથી શું કે રમવાનો બહુ શોખ હતો પણ ઘરવાળા શું કે પહેલાં તે ટાઈમ પર એટલું નાઇનટીઝ ને એઇટીઝના ટાઈમ પર એમનો બર્થ થયલો તો હવે કેવું કે ત્યારે બધા રમતમાં તો શું મોટા થવાના હું કમાશે આમ ને તેમ ઘરવાળાના ફોર્સ ને એવું બધું ના લીધે એમનું ટેલેન્ટ આખું દબાઈ ગયેલું ને ઘેરની જિમ્મેદારી આવી ગયેલી ને આ બધું કંઈ થયું નહીં એમનાથી એટલે આમ ટીચર બની ગયા એમ તેમ તેઓ સ્પોર્ટ્સમાં જેવુ એમને જોઈતુ હતું કે ઈન્ડિયાને રિપ્રેજન્ટ કરવા માગતા હતા એક્ચુલી છે ને ગોળા ફેંકમાં બહુ ક્લાસ હતા છે એવો ફાઈન ગોળો ફેેંકે ને આય હાય એટલી બધી એમ બહુ દૂર સુધી જાય એમ ભાર્ગવભાઈ ને ગોળા ફેંકનો બહુ શોખ હતો પણ શું કે સ્પોર્ટ્સમાં શું ઉખાડી લેશે કે ઘેરવાળાને લીધે એમ જરાક દબાઈને રહેવા પડ્યુ અને આવે ત્યારે એટલું બધું કોઈને ભાન બી ન હતું કે સ્પોર્ટ્સમાં કોઈ આટલું આગળ વધી શકે કે કંઈ બી એમ તો એજ વસ્તુ ભાર્ગવભાઈ એમ કહે કે જો આમ અમને તો એવા ટાઈમ પર ઘરવાળા વાત સાચી કે સેટલ થવા કોઈ બી મા બાપ પોતાના પોઈરાને આવી તેવી રીતે એમ નીચે દબાયેલા કે આવી તે કંઈ કામ ગમે તેવા કામમાં તો નહીં સરખી પોજીસન પર જોવા માગે ને તે હિસાબે ભાર્ગવભાઈએ મહેનત આમ બરાબર છે તે પણ અવે એમને કેવું કે મને તે ટાઇમ પર ગાયડન્સ પરફેક્ટ ન મળ્યું ને ઘરવાળાનો સપોટ ન મળ્યો કે મને કોઈ એ હેલ્પ નહીં કરી એના લીધી મેં આજે ત્યાં જ્યાં પહોંચવા માગતો ત્યાં નહીં પહોંચી શકયો પણ હવે તમે પહોંચી જ શકો જ છો હવે મેં તમને હેલ્પ કરવા માટે પહોંચી વળાય એવો છે એમ એટલે ભાર્ગવભાઈ અમને બહુ હેલ્પ કરે બધી